હાલ અત્યારે જોવા જઈએ તો ખેડૂતો ઉપર થતી આત્મહત્યાની બાબત પર હું તમને કહેવા માગું છું કે પહેલાં તો ખેડૂતના છોકરાઓ જે પણ છે એમનાં માતા પિતા અને એમના દીકરાઓને ભણાવવા જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે ખેડૂતને મળતી સહાયો છે જે બધી એ બધી એમને નહીં ખબર હોય તો પછી એ રીતના ફાયદો પણ નહીં મળે એ લોકો પૈસા બી નહીં કમાઈ શકે અત્યારે તમે જોઈ શકો છો કે જીરો ટકા લોન પણ મળે છે ખેડૂતોને તો એક સારામાં સારો ફાયદો છે જે કોઈને પણ મળતો નથી તો એ વસ્તુ પણ એમને નૉલેજ મળે છે તો એ રીતના તમે ખેડૂતો એમનાં માતા પિતાને વિનંતી છે કે તમે એ પણ એક કરાવી શકો છો જેથી કોઈ પણ છોકરો આગળ જતાં આત્મહત્યાનો કે એવો કોઈ પણ વિચાર ન આવે અને એને અટકાવી શકાય બસ એ જ અને બીજી વસ્તુ એ કે આજે ભારત સરકાર ખેડૂતોને બહુ ઓછા સહાય પર અને લોન લોન પાડી આપતા હોય છે પ્લસ એમનો વીમો પણ પકાવી આપતા હોય છે જે બધાને સુવિધા મળતી નથી તો એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને એ રીતે આત્મહત્યા ન કરાય અને આવ આ જે પણ સરકાર આપી રહી છે એનો ફાયદો ઉઠાવી સ આગળમાં આગળ ખેતીના વિભાગ કરીને દુનિયા આજે પૃથ્વી પરના જે પણ માં ફેમિલીઝ છે જે પણ યુવકો છે બધાને એ અનાજ પૂરું પાડી શકે અને આ આ જે સુવિધાઓ થઈ રહી છે એનો ફાયદો ઉઠાવીને એક સારું એવું શિક્ષણ પણ કરી શકે સારા એવા ખેતી પાક કરીને ખવડાવી પણ શકે અને આપણું ભારત સુખમય અને હેલ્ધી રહે બસ એ જ વિચારો આપણે કહી શકીએ છીએ ખેડૂતોને કે તમારા દીકરાને ભણવો અને આગળ લાવો